મારા મતે ગુજરાતી ભાષાનું ભવિષ્ય માટે સંવર્ધન અને જાળવણી એક જ રીતથી કરી શકાય છે એ સૌ પ્રથમ શાળાથી કરવી જોઈએ આ અત્યારે લોકો વ અત્યારે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને ગુજરાતી મીડિયમની જગ્યા અંગ્રેજી મીડિયમમાં ભણાવવાનું વધારે પસંદ કરે છે એટલે સૌ પ્રથમ તો સરકારે દરેક સ્કૂલમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરી દેવી જોઈએ તેમજ સ્કૂલોમાં બને ત્યાં સુધી ગુજરાતી કાર્યક્રમો કરવા જોઈએ જેથી બાળકોનું ગુજરો ગુજરાતી ભાષા પ્રત્યેનો પ્રેમ વધી શકે છે કારણ કે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે માટે ગુજરાતી ભાષા માટે આપણે જાત જાતના કલાસીસ કરાવવા પડે તેમજ તેમને માટે જાત જાતના પ્રોગ્રામ કરાવવા પડે કારણ કે ગુજરાતી ભાષા એક જ એવી ભાષા છે જે અ અભણથી શરૂ થાય છે અને જ્ઞ જ્ઞાની બનાવીને આપણને છોડે છે માટે ગુજરાતી ભાષાનું ભવિષ્ય અને સંવર્ધનની જાળવણી આપણે પોતાને જ કરવી પડે